વિવિધ હવામાન પરિસ્થિતિઓમાં દોડવા અંગેના સૂચનો દોડનાર રનર એની લાઈફમાં એની જિદગીમાં જે રનર હોય છે જે મેરોથોન રનર હોય છે જે આ લોંગ રનિંગ કરતાં હોય છે જે શોર્ટ રનિંગ કરતાં હોય છે એની પ્રેકટીસ અને એની તાલીમ અલગ અલગ રીતે દરેક કેન્ડીડેટ પોત પોતાની રીતે અથવા કોઈ કોચની સલાહથી કરતાં હોય છે એની અંદર જોવા જઈએ તો હવામાનની અંદર મેરોથોન દોડને લેતા જો ગરમ વાતાવરણ છે તડકો છે વધારે પડતાં પ્રદેશો એવા હોય છે જ્યાં અમુક રનીંગો ઓલમપીક્સો રમાતી હોય છે તેની અંદર ગરમ વાતાવરણને હિસાબે કેન્ટીડેટને રનરને ઘણી ખણી મુશ્કેલીનો સામનો કરતો કરવો પડે છે જોયે તો રનિંગ કરતી વખતે ખાસ રીતે જે સ્ટેમિના વીંટરમાં રહેતી હોય છે એના પ્રમાણમાં ઘણો ઉનાળામાં ગરમીમાં ઘટાડો આવે છે જેના કારણે કેન્ડીડેટને શરીરમાં પાણી ઘટી જવું પ્લસ સુગર હ સુગરનું સ્તર નીચું આવવું તેમજ પરસેવો વળવો પ્લસ બધી રીતે જોવા જઈએ રોજની પ્રેકટીસ કરનાર રનરને તો પોતાનો પગ ઉપર પોતાના બોડીનો પણ વજન લાગતો હોય છે જે ડેઈલી રનિંગ કરે છે જે ડેઈલી પ્રેકટીસ કરે છે જે લોંગ રનિંગ કરે છે એને પોતાના બોડીનો તેના વાળનો તેના હાથનું નખનું તમામ વજન લાગતો હોય છે જે લોંગ રનર છે એને આવું મેં ઘણું પ્રસનલી અનુભવેલું છે અને હવામાનની અંદર જોઈએ તો શિયાળો બેસ્ટ છે રનિંગ માટે સારામાં સારી ઋતુ છે તો શિયાળો છે પણ શિયાળો ઉનાળો ચોમાસું જેમાં ગરમી છે એ વધારે એમ સ્ટેમિના કમ કરે છે કેલેરી બાળે છે ગરમીમાં જેના કારણે રનર ની રનીંગમાં ફેરફાર પડે છે તેમજ બોડી જે કોઈ પણ કેન્ટીડેટનું બોડી હ અલગ અલગ હવામાનમાં પોતાની તાપમાનને અને બહારના તાપ બોડીના તાપમાનને અને બહારના તાપમાનને એક્સેપ્ટ કરી લેતું હોય છે જે કુદરતી રીતે આપણું વુમન બોડી સ્વીકારતું હોય છે સ્વીકારી લે છે પણ છતાં પણ આ એક રીતે જોવા જઈએ તો ગરમીના વાતાવરણમાં તાપમાનમાં રનિંગ કરવી કે દોડવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે ઘણી વખત પણ જો પ્રેકટીસ યોગ્ય હોય છે પ્લસ ડેઈલી પ્રેકટીસ કરતાં હોય છે એને આવો બહુ કઠિન પ્રશ્ન ન કહી શકાય કે પણ એક રીતે જોઈએ તો મૂળ આબોહવાને વાતાવરણ રનિંગની અંદર દોડવાની અંદર ખાસ મહત્વની ભૂમિકા ભજવે છે તેમ કહી શકાય રનરને વધારે પડતી રનિંગ અથવા દોડવાની મજા જ્યારે ઠંડીમાં વધારે આવતી હોય છે કે ઠંડીના વાતાવરણમાં હવામાનમાં બોડી એક ટેમ્પરેચર એક લેવલ હુધી પહોંચી ગયા પછી રનરને દોડવામાં કે એવી કોઈ તકલીફ પડતી હોતી નથી જ્યારે ઉનાળા અને ગરમીના અંદર રનરને ઘણી વખત ચક્કર આવી જવા પડી જવું હાઈ ડીપ્રે હાઈ તાપમાન હાઈ લેવલ બોડીનું ટેમ્પરેચર વધી જવું જેવી ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી હોય છે તેમજ ખાસ કરીને તેવા તેવા વાતાવરણમાં રનરને લીંબુ સરબત અથવા ગ્લુકોઝ ભરપૂર પ્ર માત્રામાં લેવું જોઈએ જેનાથી બોડીને યોગ્ય પોષણ મળી રહે તેમજ પાણી પૂરું પાણી પૂરું પૂરું મળી રહે બોડીને તેમ છતાં વાતાવરણ રનિંગ માટે હું કહી શકું તો બહુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમજ ડેઈલી પ્રેકટીસ કરતાં હોય છે એના માટે કોઈ બઉ ખાસ ફરક પડતો નથી જે રેગ્યુલર પ્રેક વર્ષો થયા રનર છે એ લોકોને બહુ કંઈ ફરક પડતો નથી જેઓ વાતાવરણ સાથે સાથે ઉંમર પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે જો રનરની ઉંમર થતી હોય છે તો તેમની રનીંગમાં તેમની સ્પીડમાં તેમના સ્ટેપમાં ઘણો ફર્ક પડતો આવે છે જે વાતાવરણમાં પણ આ આ બધું સેમ સેમ જેવું રહી શકે જે વધારે તો એ જ રે અને વાતાવરણ બને જવાબદાર હોય છે રનર માટે બસ એટલું કહી શકાય છે